પ્રામણિકતા ચિત્રોનું પ્રમાણ અને પરિણામ નક્કી કરવું બહુ મુશ્કેલ હોઈ શકે છે આને પાર કરવા માટે લાઈન સક્રેચિંગ ગ્રીપ પદ્ધતિનો ઉપયોગ અને કદની તકનિકને અનુસરો વાસ્તવિકતા વાસ્તવિક દ્રષ્ટિ અને પ્રકાશને શાસ્ત્રાત્મક રીતે ચિત્રમાં આવરી લેવા માટે વધુ પ્રકાશ અને શેડિંગ અભ્યાસ કરો અને સબ્જેકટના વિવિધ દ્રષ્ટિ બિંદુઓનું અભ્યાસ કરો વિવિધ માધ્યમો વિવિધ પેઇન્ટિંગ અથવા તો ડ્રોઈંગ ટેક્નિકસનો ઉપયોગ કરવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નવી ટેકનિકો બ્રસ અને કલર મિશ્રણમાં પ્રેક્ટિસ કરો પ્રભાવશાળી અભિવ્યક્તિઓ પાત્રોના ભાવનાત્મક અભિવ્યક્તિઓને સચોટ રીતે દર્શાવવી કઠણ હોય શકે છે પાત્રોની વ્યાખ્યા અને મૂળને સમજવા માટે સોફ્ટવેર કે માનવીય અભ્યાસ કરો સમયસર વ્યવસ્થાપન મોટી ચિત્રકામ પ્રોજેક્ટમાં સમય બરાબર વિતાવવો એ પણ પડકારરૂપ હોય સકે છે સમય વ્યવસ્થાપન માટે ટાઈમ ટેબલ બનાવો અને નિર્ધારિત સમય માટે નાના લક્ષ્ય બનાવો આ રિતોએ કઠણ પદાર્થોને સક્ષમ રીતે રજૂ કરવાની શક્યતા વધારી શકે છે